હા ટ્રાવેલ એજન્સીમાંથી વાત કરો હા હા મારું નામ મારું નામ ફુલારે પ્રેમ છે હા મારે એક આપણી ટ્રાવેલ એજન્સી છે ને એમાં મા હા ટ્રાવેલ એજન્સ મારે બુક કરી છે ટ્રાવેલ તમારી હા શેના માટે તો મારે તે મારે ફેમેલી ટ્રીપ માટે દ્વારકા જવું છે હા દ્વારકા જવું છે હા તો હા હા એટલે હું મારી વાઈફ અને મમ્મી પપ્પા ચાર જણાં માટે મારે બુક કરવી છે હા હા હા તમારે ટ્રાવેલ નંબર તો ટ્રાવેલ નંબર ટુ ફાઇવ સિક્સ ફોર છે હા બરાબર ટ્રાવેલ દ્વારકા દ્વારકાથી ના દ્વારકાથી બીજે ક્યાંય નહીં ખાલી દ્વારકા અમદાવાદથી દ્વારકા અને ર રિટર્નમાં ડાયરેક અમદાવાદ ના ના ત્યાંથી બીજે ક્યાંય નથી જવાનું ઓકે હા તો હા હા કાર માટે કાર માટે તમારે ટવેરા બી હસ હા જીપ હશે જીપ હશે હા જીપ હા જીપ જીપ ચાલી જશે હા એ રીતે માર હા ઓકે હા તમારું શું હશે પેકેજ શું રહેશે ઓકે ચોવીસસો સુધીનું રહેશે વાંધો નહીં હા હા તો હું તમને હું જણાવી જ જાણ કરીને કહી દઉં મારું કઈ રીતનું છે ઓકે ધન્યવાદ